મારી ભાષા મને છે ને ગુજરાતી જ ગમે છે બરાબર ગુજરાતી ભાષાનો મને લેખક ધ્રુવ ભટ્ટ મારા પ્રિય લેખક છે ને હું એને ઘણી બધી કૃતિ સમુદ્રાન્તિકે છે તત્વમસી છે હું વારંવાર વાંચતો હોઉં છું એને જે શિષ્ટ ભાષામાં તે સાહિત્ય લખે કૃતિ લખે એ મને બહુ ગમે છે એની એક કૃતિ કૃતિ છે તત્વમસી ને તત્વમસી હુ વારંવાર વાંચુ એ કૃતિમાં એટલું જબરદસ્ત જે વર્ણન કરેલું છે મા નર્મદાનું તત્વમસી એટલે કે મા નર્મદા રેવા જે નર્મદા છે એ આપણે ભારત દેશમાં એને માતા ગણવામાં આવે જેમકે ગાયને આપણે માતા ગણીએ છીએ એમ નદીને પણ માતા ગણવામાં ભલે આપણો દેશ એક અંધશ્રધ્ધામાં છે બરાબર ભારત દેશ એક અંધશ્રદ્ધામાં છે શ્રદ્ધામાંય છે એવું નથી વિદેશનાં લોકો અહીંયા આવીને કઈ રીતે શ્રદ્ધા એની ફેલાવે એ એ લોકો તો પહેલાં જાણતાં જ નથી એ તો જુએ છે તો એમ કહે કે મેં તો ભઈ આ મુવી જોઇને એમ તત્વમસી ઉપરથી જે મુવી રેવા બન્યું ને એની ઉપરથી હું તને આપણે કહીએ છે કે એમાં ભાઈ ઓલો કરણ છે ને એ વિદેશમાંથી અહીં આવે કે ભાઈ ભારતમાં તો એ ના એ અહીંયા જ્યારે ઉતરે ત્યારથી તે એમ કહે કે આ ભારતનાં લોકો તો કેટલા એ કહે કે આમ આજુબાજુમાં કાંઈ સ્વચ્છતા ન રાખે ને અમુક લોકો બીડીઓ પીવે ને ટ્રેનમાંથી આવ્યો તો કેટલી ગંદકી ને આ લોકો કઈ રીતે એ કહે અહીંયા રહે છે એમ ને જ્યારે ટ્રેનમાં એક માડી હોય ને તો એ નર્મદા માતાને ફૂલ દૂધ ચડાવે એક રૂપિયાનો સિક્કો ચડાવે તો કહે અહીંની પ્રજા તો છે ને સાવ હલકી ને આમ અંધશ્રદ્ધામાં માનવાવાળી પ્રજા છે એમ એટલે મને તો એની ઉપર લી મને તો બહુ એ જેનું એનું બૂક છે ને ધ્રુવ ભટ્ટનુ તત્વમસી એમાં જે એ લખાણ એ શિષ્ટ ભાષામાં કર્યું ગામડાનું જે વાતાવરણનું એ લખાણ કર્યું છે ને બહુ મને તો ગમ્યું એની પરથી મારા અંદાજ પ્રમાણે બેસ્ટ મુવી છે ને એ રેવા છે જે ધ્રુવ ભટ્ટની છે હં હં રેવા છે ને બહુ બહુ જબરજસ્ત એમાં કરણ અને સુપ્રીયાનું પાત્ર તો બહુ જબરજસ્ત હોવ કરણને તો પછી છેલ્લે સમજાય કે ભાઈ ભારતની જે લોકો છે ને એ શું કહેવાય કે બહુ લોકપ્રિય આમ એ લોકોનો આમ અંદરથી ભલે એ અભણ છે પણ એ લોકોમાં ભગવાન પ્રત્યે ભાવ વધારે પડતો છે એમ ને આપણે એ જાણવા માટે તો આખી જિંદગી અહીંને અહીં રહીએ ને તોય ન સમજી શકીએ કે નદીને કંઈ કોઈ સાડી થોડી ના પહેરાવે હં હં પણ અહીંયા ભારતમાં પહેરાવે છે બસ એ જ મને તો એ મુવી જે જોયું ને મને બહુ ગમ્યું રેવા મુવી એક એક ધ્રુવ ભટ્ટને એક બસ આ જ બતાવવું છે કૃતિમાં કે કઈ રીતનું કઈ કઈ રીતનું આપણા દેશમાં ભારત દેશમાં સંસ્કૃતિનું પ્રમાણ છે કેટલે કેટલા લોકો એવા સંસ્કૃતિમાં જીવે છે એ એ ઉદાહરણ લઇ શકીએ મૂવી ઉપરથી લઇ શકીએ હં હં હં કરણ કરણે પછી જે નર્મદા માતાની પરિક્રમા કરે છે છેલ્લે છેલ્લે તો એ પરિક્રમા કરે એને ખબર તો પડી ગઈ કે નહીં અહીંયા અહીંયા હકીકતમાં ભગવાન છે હા હા તો હું તો બેસ્ટ એને જ માનું હા